અમારા વિસ્તારમાં મોટાં ભાગનાં વૃક્ષો છે જેમાંથી અમુક વૃક્ષોનાં લાકડાનો ઉપયોગ ફર્નિચરની બનાવટમાં કરી શકાય છે અમુક વૃક્ષો શાકભાજી અને ફળોનાં વૃક્ષો છે જેનાં વેપાર દ્વારા પણ વેપાર પ્રવૃત્તિ કરી શકાય છે